હાલો આ હું તુષાર ઠાકોર વાત કરી રહ્યો છું હવે હું કે પગારદાર કર્મચારી છું મારો ત્રીસ હજાર પગાર છે મહિનાનો અને મને એક આવકવેરા તરફથી એક નોટિસ મળી છે હવે એમા ઇંગ્લિશમાં બધું લખ્યું છે બધું કંઈક તમારું આમ ને તમારું તેમ એ બધું ઇંગ્લિશમાં મને ખ્યાલ આવતો નથી એટલે કારણ કે મારી એટલી આવક નથી મારો એક ધંધો પણ ચાલે છે પણ એની આવક પણ ઓછી છે અને હું જે નોકરી કરી રહ્યો છું એમાં ત્રીસ પાંત્રીસ હજાર મારો પગાર છે બરાબર હવે આવકવેરા તરફથી પછી નોટિસ આવી છે મારે બે પાનાંની નોટિસ આવી છે હવે એમાં શું ઉલ્લેખ કર્યો છે એ મને ખ્યાલ નથી આવી રહ્યો અને બીજું કે શેના માટે આવી રે આવી છે એ પણ મને કંઈ ખ્યાલ નથી હવે આના માટે મારે હેલ્પલાઇન નંબર પણ મારે જોઈએ છે એના માટે હું તમને ઓડિયો રેકોર્ડ કરીને મોકલી રહ્યો છું કે ભાઈ આમાં મારે આગળ શું કરી શકાય કારણ કે આવું ક્યારેક આગળ આટલા વર્ષોથી હું નોકરી કરું છું આજે મારી નોકરીના વીસથી પચ્ચીસ વરસ થવા આવ્યા છે આ જ સુધી મને આવી કોઈ નોટિસ આવકવેરા તરફથી મળી નથી મેં બીજા બે ત્રણ વ્યક્તિઓને બતાવ્યું પણ એ લોકોને પણ કંઈક આમાં ખ્યાલ નથી આવી રહ્યો કે શેના માટે છે એક્જેટ્લી કારણ શું છે કંઈ ખ્યાલ નથી આવતો તો ભાઈ હું તમને એ પૂછવા માંગું છું એ આ જે તમે નોટિસ મોકલી છે એ કયા કારણોસર મોકલી છે એમા તમે શું કરવા માંગો છો શું કહેવા માંગો છો અને હવે મારે આ નોટિસને કરવું કેમ કારણ કે એમા બધી લિકલ વાતો લખેલી છે તમારો એ સિક્કો માર્યો છે બરાબર અને એમાં નોટિસ એમ કરીને બધું લખ્યું છે તો હવે કઈ બાબતની નોટિસ છે શું નોટિસ છે મને એમ અંદાજીત ખ્યાલ આવ્યો છે પણ એક્ઝેટલી શેના માટેનું છે એ ખ્યાલ નથી આવી રહ્યો તો હું તમને જે આ રેકોર્ડ કરીને એટલે જ મોકલી રહ્યો છું કારણ કે મને એનું કારણ સમજાય હવે હેલ્પલાઇન નંબર પણ છે એ પણ ક્યારેક એવું થાયે છે ઘણી વાર આગળ પણ એક વાર પ્રયત્ન કર્યો હતો પણ તમે એ કોન્ટેક ઓનલાઇન જે બધા નંબર હોય છે ક્યારેક લાગતા હોતા નથી તો ત્યાં એક બે નંબરો હેલ્પલાઇન માટેના છે પણ એ પણ કોઈ રીચેબલ આવતા નથી કંઈ એમાં ખ્યાલ નથી આવી રહ્યો તો મારે કરવાનું શું છે હું તમને આ ઓડિયો મોકલી રહ્યો છું એના માટે કે ભાઈ એની વિગતવાર માહિતી આપો આ ભાઈ શેના માટેનું છે કારણ કે બધાને જરૂરી નથી બધાને તમારી ભાષા કે તમે જે લખ્યું હોય એ ખ્યાલ આવી જાય એ તમે સરળ ભાષામાં મને એક પરિપત્ર લખો અથવા મને કૉલ કરો મારો કોન્ટેક કરીને મને જણાવો કે ભાઈ આ શેના માટેનું છે અને તમે આના બાબતમાં શું તમે કેવા માંગો છો તમને શું જોઈએ છે એ પ્રમાણે હું આગળ વધુ ધન્યવાદ થેન્ક યૂ